હલો બેટા તારે મારું એક ખાસ કામ કરવાનું છે અચ્છા હવે છે ને મારી પેલી ફ્રેન્ડ નહીં તને ખબર હોય તો પેલી અમ પેલી અમદાવાદમાં રહે છે એ નીરા હા તો નીરાના સનના છે ને મેરેજ છે તો એને માટે છે ને એમબ્રોઇડરીવાળી સાડી લેવાની છે તો એ છે ને અહીંથી મળશે આપણને ધર્મેન્દ્ર રોડ છે અગર તો મહિલા કોલેજ ચોક છે ત્યાંથી મળશે અચ્છા હવે એ છે ને અહીંથી યાજ્ઞિક રોડ ઉપર છે યાજ્ઞિક રોડ ઉપરથી આપણે જઈએ ને તો ત્યાં પણ છે અને એ સાડી સેન્ટરનું નામ છે રોટરીડોલ્સ મ્યુઝિયમની સામે જ છે હિરાસનના કોમ્પ્લેક્સ એની એની અં એની હા એમાં રાજકોટ જનરલ સ્ટોર છે રાજકોટ હા એની અંદર એમબ્રોઇડરી ભરતવાળી સાડી અને બીજી એક ધર્મેન્દ્ર કોલેજની સામે હકોબા છે ત્યાંથી પણ એમબ્રોઇડરીવાળી સાડી છે તો એ એક લેવાની હા એવું કંઈ નક્કી નથી કર્યું પણ સરસ કલર અત્યારે જે ખાસ કરીને જે મળતા હોય તું જોઈ લેજે ને તારી રીતે કાં તો મને વિડિઓમાં વિડિઓમાં હા તો મને વિડિઓમાં બતાવજો એટલે હું તને કહીશ બરોબર હા એમબ્રોઇડરી વર્ક જ લેવું છે તો હા તો એ એક છે ને લઈ લેજે તું અને મને વિડિઓમાં બતાવજે હા બજેટ હું તેને કહું કે આપણે લગભગ ચારેક હજાર રૂપિયા સુધીમાં સાડી લેવાની છે અને એને હા અને મને હા અને મને હમણાં જ મેસેજ મળ્યો એની લાઇટ પિન્ક કલર બેબી પિન્ક કહે ને એ વધારે ગમે છે તો એવી સાડી લઈ લેવાની હા તો પિન્કના શેડમાં હા બસ એ પ્રમાણે ઓકે સારું ભલે હો ઓકે સારું હા હા પછી મને કર હો ઓકે ઓકે ઓકે